આભાર હો મિત્રો તમારો આજના આ કલિયુગમાં પણ તમારા જેવા ઈમાનદાર માણસોને બિરડાવવા પડે અમે તો આ જગ્યા માટે સાવ નવા છે પણ તમે અમને યોગ્ય સ્થળ અને યોગ્ય સમયે અને તે પણ પાછા વાજબી ભાડામાં પહોંચાડી દીધું તે માટે આપનો ખૂબ ખૂબ આભાર